હા વકીલ સાહેબ અરે કાંઈ નહીં આ ઓલું હમણાં ઓલો કેસ આપણે થયો તો ખબર છે જમીનનો જમીનની માથાકૂટ હતી તો ઓલા એનો માણસ આવ્યો તો અમે બધાએ માર્યો તો મરી ગયો એ સિરિયસ હતો કોમામાં હતો બે દિવસથી બરાબર હવે કેસ થઈ ગયો એવું છે હવે પોલીસવાળા ભરી કાલ રાતે ભરી ગયા હતા ના ના અરે ના લઈ ગયા એફઆઈઆર થઈ છે કારણ કે સામેના વ્યક્તિએ કારણ કે એ બે દિવસ કોમામાં હતો એટલો તો કાંઈ અમે અફઆઈઆર ન કરવા દીધી ઓલો સવારે મરી ગયો તો સાંજે પોલીસ આવીને લઈ ગયા તા ને સાંજે તમને મેં કીધું કે ભાઈ મારે વકીલ સાથે વાત કરવી પડશે એમ સાંજે ફોન ના કરવા દીધો રાતે થોડું ટોર્ચરેય કર્યું છે એમ એટલે માર્યો છે ને એવું બધુંય કર્યું છે અરે પણ એવું નહીં તમારે આવવું પડશે એવું કહે છે એ અરજી લઈને એવું કહે છે હા ના ના હુ અત્યારે પોલીસ સ્ટેસન જ છું મારો એક ભાઈબંધ આવ્યો તો ને તો એની પાસેથી ફોન કરાવ્યો મેં કીધું કે ભાઈ મારે વાત કરવી પડે એમ ને એમ ન ચાલે મારે વકીલ હારે તો વાત કરવી જ પડે તમે ગમે એવી કરો ગમે એ કેસ હોય તો ભાઈ વકીલ હારે તો પહેલાં વાત કરવી પડે ના ના જવાબ ના એ તો તમે કીધું એટલે મેં જવાબ તો નથી આપ્યા અને ટોચર કરતા તા ને એવું કરતા હતા એટલે મેં સવાર સુધી મેં કીધું કે મેને સવારે મારી હારે વકીલ હારે વાત કરવા દેજો એમ આ ઉમરા પોલીસ સ્ટેસને હા અને ડોક્યુમેન્ટ જે હોય ને એ બધા જે અરજી કે જે લાવવાનું હોય એ લેતા આવજો હોં જેમ કેમ બહાર કાઢવાના ફટાફટ હા હા હા જલ્દી આવો હા